ખેડૂતો જ્યારે ખેતી કરે ત્યારે એ લોકોએ જો એની પાસે પૈસા ન હોય ને તો પણ એને વ્યાજે લઈ ડબલ વ્યાજે લઈ અને પોતાની પૂરતી મહેનત કરી અને ખેતી વાવી હોય અને દાખલા તરીકે ખૂબ મહેનત કરી ને ખેતી વાવી હોય પણ એને ઉપજ બરાબર ન થઈ હોય અને જ્યારે એ માર્કિટ યાર્ડમાં જાય જેટલા પૈસા રોક્યા હોય એટલા એ રોક્યા હોય ને એનાથી અડધા પણ એને મળતા નથી જ્યારે એને આગળ વધવું હોય એનાં કુટુંબમાં કંઇ પ્રસંગ હોય અથવા તો એનાં બાળકોને ભણાવવાં હોય અથવા એનાં જે બધાંય પાસેથી પૈસા લીધા હોય એને આપવાં પણ એની પાસે પૈસા ન હોય ત્યારે એને કોઈ માર્ગ જ ન દેખાતો હોય ત્યારે ખેડૂત આત્મહત્યા કરે છે પણ જો આને રોકવા માટે સરકારે એવી યોજના કરવી જોઈએ કે ખેડૂતને પૈસાની જરૂર હોય તો એને સાવ નજીવા વ્યાજ દરે એ લોકોને લોન આપવી જોઈએ અને એને એ રીતનું માર્ગદર્શન આપવું જોઈએ કે એને સરળતાથી કદાચ ઉપજ થાય ન થાય પણ એ આસાનીથી લોન ભરી શકે અને કંઇ એને ગીરવે ન મૂકવું પડે અને એનાં કુટુંબનાં નિર્વાહ માટે પણ એની પાસે બે પૈસા વધી શકે અને એ પૈસાની હારે એ એનું જીવન જીવી શકે અને લોન પણ ભરપાઈ કરી શકે અને સરકારે અમુક જો હોય તો એને અમુક ટકા લેખે એને માફ પણ લોન કરી દેવી જોઈએ કે ખરેખર એને જરૂર છે ખેડૂત જગતનો તાત છે કારણ કે એ જે કંઇ ઉપજાવે એમાં ઘણાં સૃષ્ટિ નભે છે તો એનાં માટે સારા પ્રયત્નો સરકારે કરવાં જોઈએ અને કોઈ ખેડૂત પૈસાને લીધે પોતાની જિંદગી હોમે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પૂરતા પ્રયત્નો કરી એને આગળ લાવવો જોઈએ